જી મને એવું લાગે છે કે જ્યારે કોરોનાનો લોકડાઉન આવ્યો ત્યારે એ સમય ગાળા દરમ્યાન કે જે છ મહિના આઠ મહિના ઘણી જગ્યાએ લગભગ એનાં કરતાં બી વધારે લાંબુ લોકડાઉન હતું ત્યારે માણસોએ મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ બહુ વધારે કર્યો છે અને એવું બી બનેલું છે કે મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કરવાની આદત બી બહુ વધારે પડી ગઈ છે જેના હિસાબે ઈન્ટરનેટનો પછી અલગ અલગ મોબાઈલ મોંઘા મોબાઈલ લેવાનો ને આવો બધો ટ્રેન્ડ બહુ વધી ગયો છે કેમકે લોકડાઉન દરમ્યાન લોકો ક્યાંય બહારે જઈ નહોતા શકતા અને કાંઇ બી વસ્તુ લેવી હોય આમ તેમ તો બી બહાર નહોતા જઈ શકતા ને ઘરમાં એમની પાસે ટાઈમ કાઢવા માટે બીજી કોઈ વસ્તુ નહોતી છોકરાઓ બી બહાર રમી નહોતા શકતા અને એવું બધું હતું તો એના માટે લોકોનું સૌથી મોટું જે ટાઈમ કાઢવા માટેનો રસ્તો હતો એ હતો ત્યારે મોબાઈલ અથવા તો જે લોકો પાસે હોય એનો પાસે લેપટોપ અને ઘણાં લોકો ટીવી બી એટલું વધારે જોતાં તો એ સમય દરમ્યાન મોબાઇલમાં ઘણી બધી આદતો પડી ગઈ છે જેમકે ઘણાં લોકોને મોબાઇલમાં ગેમ રમવાની આદત પડી ગઈ ઘણાં લોકો અલગ અલગ શોશિયલ મીડિયા પ્લેટફોમ જેમકે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે કે ટ્વિટર છે કે ટિકટોક છે કે એવાં અલગ અલગ તો ઘણાં લોકો પોતાનો સમય કાઢવા માટે કાંઇને કાંઇ ફેસબુકમાં જોયા રાખતા હોય પોસ્ટ કર્યા રાખતા હોય કોઈને કોમેન્ટ્સ કર્યા રાખતા હોય અથવા તો કોઈ સાથે મેસેજિંગમાં વાત કરતા હોય તો આ બધી વસ્તુના લીધે બી મોબાઈલનો ઉપયોગ ત્યારે ખૂબ વધારે થયો છે બીજી વસ્તુ કે એવું બી હતું એ સમયે કે જે મિત્રો કે સહકર્મચારીઓ હોય કલીગસ એ લોકો રોજ મળતા પણ એ લોકડાઉન દરમ્યાન એકબીજાને મળી ન શકતા એટલે મોસ્ટલી એવું થતું કે કાં એ લોકો સાથે ફોન ઉપર લાંબી લાંબી વાતો થતી કે જે મળવાથી એ લોકો રોજ વાત કરતા હોય પણ ન થતી હોય તો એના બદલે ફોન ઉપર લાંબી લાંબી વાતો કરતા અથવા તો એવું બી બનતું કે એમના સગા સંબંધીઓ કે જેમની સાથે એ લોકો ટચમાં રહેવા માગતા હોય અને એ ટાઈમ બી એવો હતો કે કોઈ બીમાર હોય કોઈને ખરેખર કોરોના થયો હોય જેને એકલું રહેવાનું હોય આઇસોલેટેડ હોય એ લોકોને એકલું ન લાગે એટલા માટે બી પણ એ ત્યારે ઘણાં લોકો વિડીયો કોલનો બહુ ઉપયોગ કરતાં કે એકબીજાને વિડીયો કોલ કરી એકબીજાની તબિયત પૂછે એકબીજાનાં હાલચાલ પૂછે અને મેં તો એવું બી જોયેલું છે હું મારા ઘણાબધા ગ્રુપ્સ છે વોટ્સએપમાં ને એમાં તો એવું બી જોયેલું છે કે એ ટાઈમ બધા માટે અઘરો હતો તો ઘણાં લોકોએ મોબાઈલ ફોન અને વોટ્સએપનો ને એનો બહુ સારો ઉપયોગ કર્યો તો કે લોકોએ એવી બધી નાની નાની રમત ગમત અને એક્ટિવિટી કે જે લોકો ઘરે બેઠાં પોતે કરી શકે અને સાથે સાથે વોટ્સએપમાં મોકલી બી શકે અને બધા લોકોનો જવાબ બી લઈ શકે એ માણસોને અપ્રિશિએટ કરે એવું બધુંય કરે એવી એક્ટિવિટી બી ઘણા લોકોએ નક્કી કરીને પ્લાન કરેલી હતી કે જે લોકો વોટ્સેપ ફેસબુક કે એનાથી કરતાં અને અલગ અલગ હોવા છતાંય બધા સાથે રહેતાં હોય એવી ફિલિંગ બધાને આવતી તો એ ટાઈમે આ બધા કારણોથી મોબાઈલ લેપટોપ કે ટીવીનો ઉપયોગ બહુ વધારે થયો છે અને સાથે સાથે એવું બી હતું કે જે એ એ ટાઈમે માણસોને બધા ન્યૂઝ અને સમાચારોથી કન્ટીન્યુઅસલી અપડેટ રહેવાની જરૂર પડતી હતી એટલે લોકો ન્યૂઝ લેવા માટે બી કે એકબીજાને પૂછતાં કે અલગ અલગ સિટીમાં રહેતા એમના મિત્રો સગા સબંધીઓને પૂછતાં કે તમારા સિટીમાં અથવા તો તમારા દેશમાં કેમકે આજે લોકડાઉન હતું એ આખી દુનિયામાં હતું તો અલગ અલગ દેશમાં રહેતા લોકોને મારા બી ઘણાં રિલેટિવ કે જે જર્મની કે યુએસએમાં હતા એ લોકો સાથે અમે એ કનેક્ટેડ હતા મોબાઈલથી કે ભાઈ તમારે કેવી પરિસ્થિતિ છે ત્યાં કેવું અઘરું છે ખાવા પીવાનું મળે છે કે નહીં તો આ બધા કારણોથી જ્યારે લોકડાઉનનો ટાઈમ હતો ત્યારે મોબાઈલનો ને એનો લેપટોપનો ને એનો બહુ વધારે ઉપયોગ થયો છે અને સાથે સાથે એ ઉપયોગની આદત પડી છે એ થોડુ ખોટું છે કે અત્યારે હવે એવી જરૂર નથી તો બી હવે માણસો એમ કહે ફેસબુક છે વોટ્સેપ છે કે જે કન્ટીન્યુઅસ યુસ કરવા મંડ્યા છે તો એને બંધ નથી કરી શકતા એટલે એ એક થોડુંક પ્રોબ્લેમેટિક છે પણ જે તે સમયે જ્યારે લોકડાઉન હતું અને માણસો એકબીજાને મળતા નહીં અથવા તો જે બીમાર હતા આઇસોલેટેડ હતા કે જેમની પાસે કોઈ જઈ ન શકતું પણ મોબાઈલ હતો એટલે એ બધા સાથે કનેક્ટેડ રહી શકતા તા તો એ સમયે એનો ઉપયોગ વધારે થતો એ બી બરાબર જ હતું એમાં કાંઇ ખોટું નહોતું મારા મારી વાત કરું તો મારે એક્ચુલી આઇટીનું જ કામ છે અને હું મારું બધું કામ ઓનલાઈન જ હોય છે એટલે જ્યારે લોકડાઉન આવ્યું એના પહેલાં જ અમને લોકોને ખબર પડી ગઈ તી કે આપણે વર્ક ફ્રોમ હોમ આ બધાને દેવું બી પડશે ને આપણે બી ઘરેથી જ કામ કરવાનું થશે અને એ કેટલો ટાઈમ માટે થાય એ બી નક્કી નહોતું એટલે જ્યારે અમારા વિસ્તારમાં લોકડાઉન લાગુ પડ્યુ ત્યાર પહેલાં જ એના એક અઠવાડિયા પહેલાં જ અમે બધા લોકોને વર્ક ફ્રોમ હોમ આપી દીધું તું અમે પોતે બી ઘરે આવીને કામ ચાલું કરી દીધું તું અને બધુ સેટઅપ કરાવી દીધું તું કેમકે અમારે ઈન્ટરનેટ કમ્પ્યુટર લેપટોપ એની જરૂર પડે કન્ટીન્યૂઅસ એટલે એ બધાનું સેટઅપ અમે એક અઠવાડિયા પહેલાં જ કરી દીધું હતું ને જ્યારે લોકડાઉન સ્ટાર્ટ થયું ત્યારથી લઈને ઓલમોસ્ટ એક દોઢ વરસ સુધી અમે લોકોએ ઘરેથી જ કામ કરેલું છે હવે મારા ઘરેથી કામ કરવાના અનુભવની વાત કરું તો મેં ઘરેથી કામ કર્યું એમાં મને મદદ બહુ મળી છે કેમકે મારી પાસે વાઇફાઈને એ હતું એ મારા ઘરમાં બધું સેટઅપ હતું જ એટલે વાંધો નહોતો કાંઈ એટલે હું ઘરેથી બહુ આસાનીથી કામ કરી શક્યો અને પછી બીજું કે મારા છોકરાઓ છે તો એ લોકો ઘરેથી ભણતા એટલે ઘરેથી એ લોકોને એજ્યુકેશન લેવામાં બી પ્રોબ્લ્મ નથી થયો ક્યારેય કેમકે જે વસ્તુ છે કે મોબાઈલથી કે લેપટોપથી કે ટેબલેટથી એ લોકો ઘરેથી ભણી શકતા હતા એ ટાઈમે કોઈ સ્કૂલ ચાલુ નહોતી ઓલમોસ્ટ બે વરસ સુધી સ્કૂલ ચાલુ નહોતી અને એવું બધુ હતું તો પણ એ લોકો ઘરેથી બહુ સારી રીતે મેનેજ કરી શક્યા તા એટલે એ અનુભવ બી મારો સારો રહ્યો છે બસ બે ત્રણ વસ્તુ જ હતી કે બહાર ન નીકળવાથી અથવા તો ઘણી વખત જીવન જરૂરિયાતની વસ્તુઓ બહારેથી લઈને ન આવી શકાય એવી પરિસ્થિતિ હતી અને સાથે સાથે બીમારીની બહુ મોટી બીક હતી અને બધાના સ્વાસ્થ્ય ઉપર ખતરો હતો એટલે એ થોડો અઘરો હતો ટાઈમ કાઢવો બાકી જે વર્ક ફ્રોમ હોમ કેવું સ્કૂલ ફ્રોમ હોમ એ અનુભવમાં કોઈપણ જાતનો પ્રોબ્લ્મ અમને આવ્યો નથી